બાર જૂન ઈસવીસન ઓગણીસ સો અને પંચાણું છવ્વીસ નવૅમ્બર ઈસવીસન ઓગણીસ સો અને સત્તાણું અગિયાર ઑક્ટોમ્બર ઈસવીસન ઓગણીસ સો અને અઠ્ઠાણું એકવીસ નવૅમ્બર ઈસવીસન ઓગણીસ સો અને નેવ્યાશી દસ ઑગસ્ટ ઓગણીસ સો અને સત્તાણું